પશુપાલનની અંદર ટકાઉ અને નૈતિક પદ્ધતિઓને ગ્રાહકોને કઈ રીતે ટેકો આપી શકે તે બાબતે આપણે જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર અથવા તો કંપનીઓની અંદર આમ કંપનીઓ માટેની જે પ્રેરણા પ્રેરણા કે પ્રણાલીઓ કે પ્રેરણાગ્રત રીતે ઓર્ગેનિક દૂધ અથવા તો કુદરતી દોવું અને પશુપાલનના પ્રત્યેનો દરેક માનવતાની દ્રષ્ટિએ માનવ વર્તક માનવતાની દ્રષ્ટિએ માનવતા ધ્યાનમાં રાખવું જેવી બાબતો છે પ્લસ કાગળ મહત્વપૂર્ણ માહિતીઓ આપવી શેર કરવી ચર્ચા કરવી ખેડુતોને પશુપાલનની ખેડુતોને પશુપાલન વિશેની માહિતીઓ આપવી પ્લસ વધુમાં વધુ બની શકે તેટલી જાણકારીઓ આપવી બીજા મુદ્દાઓ જોઈએ તો પ્રમાણપત્ર તથા લાઈસન્સના જે પશુપાલન લાયસનના સરકારી નિયમ અનુસાર જે કરવામાં આવતા અને ખરીદી અને ક્વોલિટીની નૈતિકતા જાળવવી જાળવણી જેવી ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે તેમજ સરકારશ્રીઓ દ્વારા ચલાવામાં આવતી સરકારી યોજના કે જેનો પશુપાલન વિશેની યોજનાઓનો માહિતી મેળવવી પ્લસ પશુપાલ અ પશુપાલન યોજના અંદર આવતી મહત્વની બાબતો જોઈએ તો પશુપાલન ઉછેર યોજના વિકાસ યોજના પ્લસ ઘણી બધી એમ કે યોજનાઓ સમાયેલી છે આ યોજના હેઠળ ખેડુતો અને પશુપાલકોને સહાયતા મળી રહે તે માટે સરકારી યોજનાઓ પ્લસ ગ્રામીણ ગામડાઓની અંદર ગ્રામીણ વિકાસ યોજનાઓ જેવી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં સરકાર દ્વારા આવી રહી છે પ્લસ પશુપાલન અંદર પશુપાલન અંદર પશુઓના ફીડિંગ અને જે ફીડિંગથી મળેલું દૂધનું જે માર્કેટિંગ છે જે સરકાર દ્વારા સરકાર દ્વારા ઘણું ઘણું ખરું ફાયદારૂપ રહેલું છે પ્લસ સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી માં યોગ્ય તાલીમ શિક્ષણ શિક્ષણની જે ખેડુતોને જાણકારી નથી તે બાબતની પશુપાલનની જાણકારી પૂરી પહોંચાડવી તેમજ ખેડુતોને અને પશુપાલકોને નવી નવી પદ્ધતિઓ નવી નવી ટેકનોલોજીઓ વિશે જાણ કરવી જેવી ઈકો ફ્રેન્ડલી યુઝર ફ્રેન્ડલી જેવી ટેક્નોલોજીઓ વિશે માહિતી આપવી ડિજિટલ પ્લેટફોર્મ જેવી માહિતીઓ આપવી પ્લસ પશુપાલન અંદર જે સહાયતાઓ જે સરકારશ્રીઓ દ્વારા મળતી રહેતી સહાયતાઓ જેવી બાંધકામ સહાયતા આર્થિક સહાયતા જેવી વગેરે જેવી ઘણી બધી ખેડુતોને તથા પશુપાલકોને સહાયતાઓ મળી રહે છે પ્લસ તેના પશુપાલનના સ્ટ્રક્ચર બાંધકામ તેના છાણ ગોબરનો નિકાલ તે છાણ ગોબરમાંથી ઉત્પન્ન થતા પ્લાન્ટ જેવા ગોબરગેસ જેવા પ્લાન્ટ તેમાંથી ઉત્પન્ન થતા ગેસ જે ઘણો ખરો પશુપાલનો તથા ખેડુતોને ફાયદો આપે છે